હા મેં યોગના વર્ગ ભર્યા છે શરૂઆતમાં હું યોગ ઘરે જ કરતી હતી પણ મારી મમ્મીએ જોયું કે મને યોગનું બહુ જ શોખ છે એટલે એમણે અમારા ઘર પાસે યોગના વર્ગોનો તપાસ કર્યું અને એક સારા યોગના વર્ગમાં સંપર્ક કર્યું અને હું ત્યાં જ જતી હતી લગભગ બે વર્ષ હું ત્યાં ગઈ ત્યાં જઇને મને બીજાઓને જોઈને અમુક ડિફિકલ્ટ યોગા પોઝીઝ ક કરવાની ઈચ્છા અંદરથી જાગી અને મને એવું લાગે છે હું એના કારણે જ હમણાં વધારે સારી રીતે ક કરી શકું છું હું જ્યારે ત્યાં જતી હતી ત્યારે મારી ઘણી બધી બહેનપણીઓ બી બની ગઈ અને અમે લોકો સાથે જતા હતા ત્યાં બહુ મજા આવતી હતી અને અમારા ટીચર હતા એ બી બહુ જ સારા હતા હું હમણાં ઘરે કરું છું પણ મને એવું લાગે છે કે ઘરે અમુક વાર મિસ થઈ જાય છે એના કારણે મારી જે પ્રેક્ટિસ છે એની લીંક તૂટે છે અને મને ખરેખર એવું લાગે છે કે વર્ગમાં જવાથી આપણું જે ગ્રોથ છે એ વધારે સારી રીતે થઈ શકે છે